વાસણો સાફ કરવા માટે અમે લિક્વિડ ડિટરજન્ટનો ઉપયોગ કરીએ છે લિક્વિડ ડીટર્જન્ટથી વાસણો ફટાફટ ધોવાઈ જાય છે અને વધારે સમય પણ નથી લાગતો અને ખૂબ જ સારા એમાંથી સુગંધ પણ આવે છે